આમ તો ભારત ઘણો મોટો દેશ છે ને એમાં ઘણા બધા પ્રદેશો છે ને એની પોતાની વાનગીઓ પણ ઘણી બધી છે આમાં ખાસ કરીને ઉતર ભારતીય દક્ષિણ ભારતીય અને આમાં ખાસ કરીને ઉત્તર ભારતીય વાનગીઓ જેમાંકે આપણે

રાજમાં છોલે હોય અને મને પોતાને જાતે દક્ષિણ ભારતીયની વાનગીઓ વધારે ગમે છે એમાં ઈડલી ઢોંસા રસમવડા

એમની ચટણી મને પોતાને પણ ખાવાનું ઘણો શોખ છે એટલે મને ખાસ કરીને દક્ષિણ ભારતીય એટલે દક્ષિણ ભારતીયની વાનગીઓ વધારે ગમે છે

આ એમાં એક્ચુઅલ્લી ખોરાકનો સ્વાદ મસાલાનું સંતુલન એ વધારે હોય તીખું નથી હોતું એમાં મારી પસંદગીની યોગ્ય માટે છે સાંભારની દાળ અને રસમની ખટાશ તીખાસનું મિશ્રણ મને બહુ પસંદ છે અને ઇડલીને ઢોંસાનું છે ટેક્સ્ટચર મને ગમે છે એ મને આ ખોરાકની તાજગી અને હલકેપનની ભાવના આપે છે અને રોજાના માટે એટલે મને ઇઝીલી એટલે ટિફિન માટે બનાવાની હોય તો એ મારા ઘરમાં બી બધાં ને જ ભાવે છે દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્ય એટલે તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક માટે ખાસ વ્યંજનો છે એમાં ઇડલી ઢોંસાની અલાવા અપમ ઉત્તપમ વડા પૂટુ પાયસન બિરયાની વગેરે વિશેષ વ્યંજનો ઇતિહાસ અને રેસીપી સારી હોય છે અને આમ આપણા સ્વાસ્થ્ય માટે પણ દક્ષિણ ગુજરાતની જે વાનગીઓ છે ઇડલી ઢોંસા એ પણ બહુ પોષણકારી હોય છે જેમાં આપણે ચોખા દાળ આપણી બધી બેઝિક વાનગીઓ લેવામાં આવે છે એમાં ફાયબર અને પ્રોટીન અને વિટામીન્સ એ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે ખોરાકની હારે તાજગી અને જેમકે સંભારના મસાલા રસમની ખટાશ કહેવાય કે નારિયેળની ચટણી એમાં જે આપણે કોપરું અને વિવિધ પ્રકારના આપણે ચોખા અને એની જા એમને આપણે મળે રેસીપી એટલે એમાં બનાવાની રીત પણ બહુ ઈઝી હોય છે એટલે આમ તો ઇડલી ઢોંસા તો નાના છોકરાઓને પણ ભાવે મોટા ઓને પણ ભાવે અને આ મોટાભાગે બધાં નેજ ભાવે છે એ વસ્તુ